ગુજરાતમાં અલગ અલગ સ્તરોમાં અલગ અલગ વાનગીઓ બનતી હોય છે જેમ કે ઉત્તર ગુજરાતમાં બાજરીના રોટલા વગેરેનો ટ્રેન્ડ વધારે હોય છે જ્યારે સૌરાષ્ટ્રમાં ગાંઠીયા ફાફડા મીઠાઈમાં મોહનથાળ બાજરાના રોટલા ઘી એમાંથી બનતી વાનગીઓ ભળથું વગેરેનો ઉપયોગ વધારે થાય છે મધ્ય ગુજરાતમાં શાક રોટલી દાળ ભાત દક્ષિણ ગુજરાતમાં જુવારના રોટલા દાળ ભાત શાક રોટલી વગેરેનું મહત્વ હોય છે એ ખાય છે છોટા ઉદેપુર વગેરેમાં મકાઈના રોટલા મરચું એ વધારે હોય છે અમારે વડોદરામાં સેવ ઊસળનો ટ્રેન્ડ વધારે છે આમ ગુજરાતના દરેક એરિયામાં અલગ અલગ વાનગીઓ વધારે પ્રખ્યાત છે સુરતમાં સેવ ખમણ સૂતર ફેણી અમારા જીલ્લામાં બરોડામાં સેવ ખમણી વગેરે વગેરે ટ્રેન્ડ ચાલતો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વાનગીઓનો પ્રખ્યાત હોય છે આમ